ના કુપોષણ એ સામાન્ય પ્રશ્ન નથી સ્વચ્છ પાણી અને ગુણવત્તાવાળો ખોરાક મળે એ જ મોટી વાત છે મહત્ત્વની આ સ્વચ્છ પાણી અને ખોરાક મળે એ માટે તેમને રોજ રોજનો આહાર પાણીની પૂછપરછ કરવી પડે બધાને અને જે સ્વાસ્થ્ય કેન્દ્રો પરથી કુપોષણ અને પાણી સંબંધિત રોગોના આંકડા પ્રાપ્ત કરી અને તેને ઉંડેથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તેમને શુદ્ધ પાણી અને સારી ગુણવત્તાવાળો ખોરાક મળવાની સમસ્યા છે તો આ સમસ્યા માટે જાગૃતતા ફેલાવ્યાની અને એનું સમસ્યાનું નિરાકરણ પણ કરવું જોઈએ શાળાઓમાં પણ તેનું નિરીક્ષણ કરવું જોઈએ કે ત્યાં આગળ સારો ખોરાક અને સારું પાણી મળે છેકે નહીં સરકાર સાથે અથવા એનજીઓ સાથે મળીને પણ કુપોષણ માટે સ્વચ્છ પાણી અને ખોરાકની સમસ્યાનું સમાધાન કરી શકાય જે લોકો અભણ છે પછાત જાતના છે તેમની માટે પણ જાગૃતતા અભિયાન ચાલુ કરવો પડે તો આ વિષેની પૂરેપૂરું શિક્ષણ બધાને આપવું પડે